ડાન્સ રિલ્સ હા ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર આવે છે ફેસબુકના શોર્ટસ આવે છે યુ ટ્યુબ ઉપર શોર્ટસ આવે છે મારો એક હોબી છે મતલબ ડાન્સની હોબી છે મને ડાન્સમાં ખૂબ ઈંટરેસ્ટ છે અટલે આપણે આ બધા પ્લેટફોર્મ ઊપર વધારે પડતું જે ઈંટરેસ્ટ વાળી વસ્તુ હોયને એજ બતાવવામાં આવે છે તો એમાં ડાન્સ વધારે પડતો બતાવામાં આવે છે ડાન્સના ઘણાં બધાં પ્રકાર છે ક્લાસિકલ હોય છે હિપ હોપ હોય છે કન્ટેવરી હોય છે મોડર્ન ડાન્સ હોય છે ક્લાસિકલ ડાન્સમાં ક્લાસિકલ ડાન્સમાં ભારતીય નૃત્ય બતાવામાં આવે છે કથક છે ભરતનાટ્યમ છે કોઈ પ્રાચીન રાસ ગરબા જોવા મળે છે અત્યારે હિપ હોપ અને કન્ટેમ્પરરીમાં વિદેશી ડાન્સ અને નૃત્યનો કોમ્બિનેશન જોવા મળે છે જેમાં કન્ટેમ્પરરી એક સાદાઈપૂર્વક કોઈપણ ફિલ્મી જગતનું એક કોઈપણ સંગીત લઈને તેના ઉપર પોતાના સ્ટેપ્સ બતાવીને તેનો પરફોર્મન્સ કરવામાં આવે છે ડાન્સ એક અલગ જ રીતનું મારા માટે માનવામાં આવે છે કે ડાન્સના કારણે છે ને મતલબ થાક બી લાગે છે અને લાગેલો થાક ઉતરી પણ જાય છે ડાન્સ મારા માટે ખૂબ સારી વસ્તુ છે કે જે મને મળ્યું છે ને એના કારણે હું ઘણું ફ્રી ફિલ કરી શકું છું સોસિયલ મીડિયા ઉપર ડાન્સની રિલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર આવે છે એમાં મારા ઘણાં બધાં ફેવરેટ ડાન્સર્સ છે એમાં છે આકાશ થાપા પ્રતિ ભૂતિ કર્સે જેઓ બધા કોરિયોગ્રાફર્સ છે પછી મેન છે ગીતા માં ટેરેન્સ લુઈસ છે વિદેશી ડાન્સરોમાં જોવા જાઈએ તો બિટીએસ ક્રાઉડસ જેનું ફેન મુમેન્ટ બહુ વધારે જોવા મળે છે બિટીએસ પોતાના પોતાના જ સ્ટેપ્સ ક્રિએટ કરીને પોતાના જ સોંગને પરર્ફોમ કરે છે પોતાની જ રજૂઆત કરે છે પોતે જે તૈયાર કરેલું હોય છે તે બતાવવામાં માહિર બનેલા છે આવી જ રીતે ભારતીય સંસ્કૃતિના અમુક પ્રાચીન રાસ ગરબાઓ પણ છે ભારતના પણ અમુક લોક નૃત્યો છે જેને કરવામાં આવે છે જેના કારણે આપણું ભારતીય કલ્ચર પણ ઘણું આગળ વધવા પામ્યું છે ડાન્સના ડાન્સ એક એવી વસ્તુ છે કે જેના કારણે ડાન્સ એક એવી વસ્તુ છે કે જેના કારણે લોકોમાં સ્ફૂર્તિ આવી જાય છે જે લોકો ડાન્સને જે લોકોના જે ડાન્સ વધારે પ્રિય હોય છેને એ લોકો દિવસ રાત ડાન્સ કરે તો ય તેમને કોઈ પણ થાક કે એવું કાંઇ લાગતું નથી અને પોતાનામાં એક ટેલેન્ટ હોય છે પોતાના એક સ્પીડ હોય છે ડાન્સ બધાં કરી શકે છે અને મને ડાન્સ કરવો બહુ ગમે છે